હું મારા કૉલેજનો અભ્યાસ અમદાવાદમાં બે હજાર ચૌદમાં પૂરો કરીને અં રાજકોટમાં એમ એસ ડબલ્યુનું એડમિશન લેવા માટે એક અઠવાડિયું ગયો હતો ત્યારે હું મારા મામાના ઘરે રોકાયો હતો પરંતુ હું રાજકોટમાં એકલો જ અલગ અલગ કૉલેજોમાં તેમ જ યુનિવર્સિટીમાં ઍડમિશન માટે જતો હતો ત્યારે મને એવાં અનુભવો થયા કે જયારે હું કૉલેજમાં જતો ત્યારે ઘણાં બધા વિદ્યાર્થીઓ મને મળતા અને મારું નામ પૂછતાં તો હું જયારે મારું નામ કહેતો અને મારી સરનેમ કહેતો તો એ લોકો પૂછ એમ પૂછે કે તમે કેમ શેમાં આવો તમે શેમાં આવો એટલે મને અચંબો લાગ્યો કેમ કે જયારે મેં અમદાવાદમાં મારા ધોરણ એકથી લઇને જયારે મેં મારી કૉલેજ પૂરી કરી ત્યાં સુધી હું મારા નામથી જ ઓળખાતો હતો અને ત્યાં સુધી મને કોઈએ અમદાવાદમાં એવું પણ કીધું નથી કે તમે શેમાં આવો પણ જયારે હું અઠવાડિયું એક રાજકોટમાં રોકાયો ત્યારે મને આ એક અઠવાડિયાની અંદર કમ સે કમ મને ઓછામાં ઓછા સો લોકોએ મને એવું પૂછ્યું હશે કે તમે શેમાં આવો ત્યારે હું અચંબોમાં પડી ગયો હતો કે આ શું શેમાં આવો એટલે મને એમ થયું કે હું શેમાં આવું છું હું માણસ જ છું હું આ લોકો કરતા અલગ તો છું નહીં તો પણ લોકો મને કેમ આવું પૂછે કે તમે શેમાં આવો તે દરમિયાન મને એવું પણ જાણવા મળ્યું કે ત્યાં લોકોની પર્સનાલિટી ઉપર લોકોને જ્ઞાતિનું જજમેન્ટ થાય છે હું હું જયારે ત્યાં રાજકોટ ગયો ત્યારે હું મૂછો રાખતો હતો તેથી દરેક લોકો મને દરબાર સમજતા હતા અને ત્યાં પછી મારે મારા મામાનાં દીકરા સાથે વાત થઈ ત્યારે મને ખબર પડી કે તમે મૂછ રાખો છો એટલે તમને અહીંયા લોકો દરબાર સમજે છે તેમ જ જો તમારા હાથમાં જો કડું હોત તો તમને ભરવાડ સમજત અથવા તમારી ગાડી પાછળ રામ જો લખેલું હોત તો તમને પટેલ સમજત ત્યારે આ બધા પૂર્વગ્રહોનો મને સામનો કરવો પડ્યો હતો અને સૌથી વધારે સામનો મારે તમે શેમાં આવો એ શબ્દનો કરવો પડ્યો હતો